માણસ હોય કે પશુ પ્રાણી કે પછી વનસ્પતિ પાણીની જરૂર બધાને છે પાણી એ પીવા માટે વાપરવામાં આવે છે તેમજ ખોરાક તૈયાર કરવા માટે જેમકે શાક દાળ કે પછી વઘાર કરવો છે ચા બનાવવી છે કે પછી ખીચડી બનાવવી છે કે પછી લોટ બાંધીને રોટલી બનાવવી છે પાણીનો ઉપયોગ તો જરૂર થાય જ છે હાથ ધોવા માટે કે રસોડાની સ્વચ્છતા માટે નહાવા માટે કે બાંધકામ માટે પાણીની જરૂર પડે છે તેમજ તમે કોઈ શાકભાજી લઈ આવો છો કે પછી કોઈ ફળ કે પછી એવી કોઈ વસ્તુ લઈ આવો છો કે જેને આપણે ડાયરેક ઇન્ટેક નથી તમે એને તરત વાપરી નથી શકતા તો તેને પહેલા ધોવામાં આવે છે તો એને સરખી રીતના સ્વચ્છ કરવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે કપડા આપણે પહેરીએ છીએ તો એ પણ જ્યારે ગંદા થાય છે તો એને સરખી રીતના સ્વચ્છ કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે બોર ખોદવા માટે કે જેમાંથી પાણી કાઢવું છે તો એ પાણી કાઢવા માટે પણ જ્યારે બોર માટે કોઈ પણ મશીન અંદર જમીનમાં નાખવામાં આવે છે તો તેના માટે જમીન ભીની કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે તેમજ ઘણીબધી ઇન્ડસ્ટ્રીઝ છે જેમકે કાપળની છે કે પછી કોઈ ડાયમંડની છે પથ્થરની છે તેનામાં પણ પાણીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે તેમજ સાડીની ઇન્ડસ્ટ્રી ખાસ કાપડની જે ઇન્ડસ્ટ્રી છે એને સાડીમાં જે કપડું છે એને ડાય કરવામાં આવે છે કલર કરવામાં આવે છે તો તેના માટે પણ તેને પહેલા ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છેને એમાં ત્યાર બાદ એમાં કલર એડ ના કરવામાં આવે છે અને પછી એને કલર કરી અને એને રંગ આપવામાં આવે છે એમાં પણ પાણીની જરૂર પડે છે તેમજ સ્વાસ્થ્ય જાળવવા માટે આપણને પાણીની જરૂર પડે છે અને પાણીનું સંતુલન શરીરમાં જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે જો તમારા શરીરમાં પાણીનો પ્રમાણ ઓછું થાય તો તમારી હેલ્થને પણ નુકસાન કરે છે એટલા માટે આપણી સ્વાસ્થ્ય જાળવવા માટે આપણે પાણીની જરૂર પડે છે તેમજ અન્ય કેટલીક પ્રવૃતિ જેમકે સફાઇ છે કૂકિંગ રસોઈ બનાવી છે તો એના માટે પણ પાણીનો ઉપયોગ થાય છે